હા પ્રાચીન સમયમાં એવા ઘણા બધા રિવાજો અને પ્રથાઓ પ્રચલિત હતી જેમ કે બાળલગ્ન વિધવા વિવાહ અને સતી પ્રથા અંગ્રેજોના ભારતમાં આગમનના સમયે બાળલગ્નોની કુપ્રથા લગભગ દરેક સમાજોમાં પ્રચલિત હતી કેશવ ચંદ્ર સેન નામના એક બ્રહ્મો સમાજી નેતાએ બાળલગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી તેમના પ્રયત્નોથી ઈસવીસન અઢારસો બોત્તેરમાં લગ્નવય સંમતી ધારો પસાર કરાયો આ ધારાથી બાર વર્ષથી નીચેની વયના છોકરા કે છોકરીના લગ્ન ગેરકાયદેસર ગણવામાં આવ્યા આ ઉપરાંત વિધવા વિવાહ જેવી કુપ્રથા પણ પ્રાચીન ભારતમાં જોવા મળતી હતી આ પ્રથાને બંધ કરવા માટે રાજા રામ મોહન રાય અને ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર મુખ્ય સમાજ સુધારક હતા